આ જે સોફા છે ને ખરેખર બહુ સારી ક્વૉલિટીના ઉંચી ગુણવત્તાના જે સોફા લાવ્યો છું આ સોફામાં અંદર જે પ્રોડક્ટ છે એ બહુ સારી છે સોફા ખૂબ મજબૂત છે સોફાની જે ક્વૉન્ટિટી છે એનો જે કલર છે એ બહુ સારામાં સારો છે આવા સોફા તો ભવિષ્યમાં ક્યારેય મળે નહીં કારણ કે એની અંદર આપણે પાંચ જણા બેસીએ ને સોફાની અંદર તો એ સોફામાં આમ આપણને સારું ફિલિંગ થાય બરાબર કે આમ મજા આવે આમ પ્રાઉડ ફિલિંગ થાય એવા સોફા છે અને એનું જે લાકડું વપરાયું છે એનું જે સ્ટ્રકચર છે એની જે સ્ટ્રકચર ડીઝાઇન છે સોફાની ખરેખર બહુ ગજબની ડીઝાઇન છે આવા સોફા આપણે બહુ સા ગમે ત્યાં જઈએ ને તો આવા સોફા ના મળે એવા આ સોફા છે અને આ સોફામાં આપણને આમ સારું પ્રાઉડ થાય એનો જે કલર છે સોફાનો એ પણ બહુ કલૅયરિટિવાળો કલર છે સોફાની જે ડીઝાઇન છે બેઠ બેસવા માટેની એની જે સાઇઝ છે એ પણ આપણને કમ્ફોર્ટેબલ ફીલ થાય તેવી છે આપણાં શરીરને અનુકૂળ આવે એવા સોફા બનાવ્યા છે અને આવા સોફા છે અને બહુ સરસ સોફા છે અને બહુ મજા આવે છે આ સોફામાં ખરેખર મને એમ થયું કે આવા જ સોફા હોવા જોઈએ અને આ સોફા દ્વારા જ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ